હા કલ્યાણ બેન્કમાંથી વાત કરું છું એવું છે તમે શેમાં જોબ કરો છો એવું છે એ એક બરાબર છે તમારે કઈ કાર લેવાની છે હં તમારું બજેટ કેટલું છે એવું છે તમારી ઇન્કમ હા રિટર્ન ભરો છો તમે અચ્છા એવું બીજી કાંઈ ઇન્કમ છે તમારી અચ્છા ઘરમાં કોણ કોણ છે અચ્છા એવું છે કોઈ વાંધો નહીં થશે એટલી લોન કરાવી દઈશું ક્યારે કરાવવાની છે લોન તમારે ઓકે વાંધો નહીં તો હું તમને જે ડોક્યુમેન્ટનું લિસ્ટ મોકલું એ ડોક્યુમેન્ટ આપી દેજો તમારી સેલેરી સ્લીપ હા પછી તમારે જે પ્રમાણે સિબિલ સ્કોર હશે એ પ્રમાણે લોન તમારી પાસ થશે અને એ પ્રમાણે જેટલી ટકાવારી હશે એ તમને જણાવીશું હા થઈ જશે બાર તેર ટકા

એક કામ કરોને તમે બે એક દિવસમાં અહીંયા બેન્કે આવી જજો ને ઓકે વાંધો નહીં